હું જુનાગઢ ફરવા ગઈ હતી ત્યાં ગિરનાર પર્વત ચડવા ગઈ હતી તો ત્યાં મારી જેવા ઘણા બધા યાત્રાળુઓ પણ ગિરનાર પર્વત ચડવા આવ્યા હતા મારી સાથે અમે ઘણા બધા મિત્રો સાથે હું ગઈ હતી ગિરનાર ચડવા તો અમે સાથે લાકડીઓ પણ લઈને ગયા હતા અને પર ચોમાસા ઋતુમાં ફરવા ગયા હતા એટલે ચોમાસામાં કુદરતી વાતાવરણ હતું અને ઉપરથી ચોમાસાની ઋતુ હતી એટલે વરસાદ પણ આવતો હતો એટલે વરસતા વરસાદે ગિરનાર પર્વત ચડવાની ખૂબ જ મજા આવી હતી અને ગિરનાર પર્વત ઉપર વાંદરાઓ ખૂબ જ છે તો એ વાંદરાઓને બિસ્કીટ ખવડાવવા કેળા ખવડાવવાની ખૂબ જ મજા આવી હતી અને ગિરનાર પર્વત એ આપણા ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે તો ત્યાં ગિરનાર શિખર ઉપર દત્તાત્રેય બીજા બિરાજેલા છે તો એ જો ત્યાંના દર્શન કરવાની મજા આવી હતી પર્વત ચઢવાની તો મજા આવી હતી પરંતુ ઉતરતી વખતે ખૂબ જ તકલીફો થઈ હતી પણ તેમ છતાં વરસાદી વાતાવરણમાં વરસતા વરસાદમાં ખૂબ જ મજા આવી હતી એટલે ગિરનાર પર્વત ચડવાની ખૂબ મજા આવી હતી તો જૂનાગઢમાં રાંનલખંડનો કુવો અડી કડી વાવ જેવા પૌરાણિક અને એતિહાસિક સ્થળો છે તો તેની મુલાકાત લીધી હતી તો ત્યાં પણ તે ઐતિહાસિક સ્થળો જોવાની ખૂબ મજા આવી હતી જૂનાગઢની અંદર ચક્કરબાગ આવેલો છે ત્યાં ઘણા બધા પ્રાણીઓ રાખવામાં આવેલા છે તો એ પ્રાણીઓ જોવાની ખૂબ મજા આવી હતી પક્ષીઓ છે વાઘ વાઘ સિંહ વગેરે જેવા ઘણા બધા પ્રાણીઓ ચક્કરબાગમાં હતા તો તેને જોવાની ખૂબ મજા આવી હતી ત્યાર પછી હું વીરપુર જલારામ બાપાનું મંદિર છે ત્યાં ગઈ હતી તો ત્યાં જલારામ બાપાનું મંદિર છે ત્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ ભક્તો આવે છે ત્યાં દાન લેવામાં આવતું નથી તેમ છતાં બધા જ લોકોને જમાડવામાં આવે છે હું સાંજના સમયે ગઈ હતી એટલે સાંજે અમે ત્યાંનો પ્રસાદ લીધો હતો અને તેનો પ્રસાદ ખૂબ જ સ્વાદિષ્ટ હતો અને ત્યાંની બજાર છે તેમાં ખરીદી કરવાની ખૂબ જ મજા આવી હતી પછી ઘણી બધી ખરીદી કરી ત્યાર પછી હું ચોટીલા ચામુંડાનો ડુંગર ચડવા ગઈ હતી તો ત્યાં પણ ખૂબ જ મજા આવી હતી ચામુંડાના ડુંગરના પગથીયા ગિરનારના ડુંગર કરતા ડુંગરના પગથીયા કરતા ઘણા જ ઓછા છે એટલે તે ચડવાનું ઝડપથી ચડી ગઈ હતી ઝડપથી ઉતરી ગઈ હતી ત્યાં હું પરિવાર સાથે ગઈ હતી એટલે ત્યાં પણ ખૂબ જ મજા આવી હતી ત્યાર પછી હું અમારા ગામની બાજુમાં એક દાડમાં દાદાનું મંદિર છે તો ત્યાં નદી છે એટલે એ ચોમાસામાં ત્યાં પૂર આવી જાય હે તો એ જોવા જાવાની ખૂબ જ મજા આવે છે તો ત્યાં હું જાઉં છું